નૃત્ય દ્વારા લોકોને ભેગાં કરવા તો એક સરળ કામ છે સમાજની ભાવના મારા મતે કહું તો કહે આજે આપણે જોઈએ છીએ કે આપણે એક ગુજરાતી ગુજરાતી એટલે કે ગરબા ગરબા વિના તો ગુજરાતી અધૂરો રહી જાય છે હા ગરબામાં આપણે જે સાક્ષાત દેવી માતા શક્તિ તેનું આપણે યાચના અને ઉપાસના કરીએ છીએ જ્યારે આપણે ગરબા રમીએ છીએ ત્યારે મા સાક્ષાત જગદંબા આપણને જેમ નજર આવતી હોય એમ એક એક સ્ત્રી એક દેવી શક્તિની નજર આપણને જોવા મળતી હોય છે હા બીજી વાત કરીએ તો કહે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી જે મહારાષ્ટ્રમાં ઇવન ગુજરાતમાં પણ એની લોક પ્રસંશા જોવા મળે છે જે ગણેશ ચતુર્થીમાં ઢોલ નગારા તબલા શરણાઈથી એ ઉત્સવ ઉત્સવને એક નૃત્ય સાથે વણી લેવામાં આવે છે હા વાત રહી તો કહે કૃષ્ણ લીલાની કૃષ્ણ લીલામાં કે કૃષ્ણનાં જીવનથી માંડીને જયાં સુધી તે બીજા અવતારમાં ન ગયા ત્યાં સુધીની આ આખી કૃષ્ણલીલા છે અને કૃષ્ણલીલામાં તો ભરત નાટ્યમ્ અને કથક જેવાં નૃત્યને શાસ્ત્રીય શાસ્ત્રીય નૃત્ય પણ એની શોભા વધારી છે અને જ્યારે જોઈએ છીએ કે એ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ હોય કે બીજા નાનાં નાનાં એવાં ફંગશન હોય ત્યારેય પણ કૃષ્ણ લીલાની એક પરંપરા આગવી શૈલી રહી છે

જ્યારે બીજી વાત લઈએ તો કે કથક અને ભરત નાટ્યમમાં જ્યારે આપણે અહીંયા હેમા માલિની મૃનાલિની સારાભાઈ જે એક સૌથી સારામાં સારાં કથક અને ભરત નાટ્યમનાં એક પ્રણેતા કહી શકાય એવી જ રીતના ઇસ્કોન કે જેમાં કૃષ્ણ કૃષ્ણ સાથે જે હોય જે કૃષ્ણ સાથે આમ મનથી મળી ગયા હોય તે લોકો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ તેઓ આ શૈલીને જે વોકિંગ ચાલતા ચાલતા જે એના ઢોલ ને તબલા સાથે જે પ્રેમ અને શોફ મધુર રાગમાં ગાતા હોય તે આજે આપણને બહુ ગમે છે નૃત્યમાં તો એક ગુજરાતી એ મોખરે આપણું નામ સ્થાન કરે છે જ્યાં સર્વત્ર દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં ગરબા છે અને ગરબા વગર ગુજરાતીઓનું જીવન નકામું છે હા હું તો એટલું જ કહીશ કે નૃત્ય એક બધાને આગવી શૈલી અને એક ગરબા સાથે એક જોડતું એક નૃત્ય છે નૃત્ય દ્વારા લોકો આનંદ ઉમંગ અને ઉછળાટથી તેઓ બધા કર્યો કરતાં હોય છે અને નવરાત્રિમાં તો નવ દિવસ હોય છે જે એ દેવી શક્તિની નારી શક્તિ હોય એ નારીઓ એ દેવીનાં સાક્ષાત સ્વરૂપમાં આવે છે અને જે ચાચર ચોકમાં ગરબીઓનું આયોજન કરે છે અને ગરબાઓ દ્વારા આનંદ ઉત્સાહ અને દેવી શક્તિની આ આરાધના અને ઉપાસના સાથે એને પ્રગટ કરે છે આવી રીતના આપણે નૃત્ય અને સમાજ સમાજની ભાવનાથી જોડીએ તો આવી રીતના જોઈ શકાય છે અને જે આપણાં નૃત્ય છે એને પરંપરાગત રીતે આપણે આગવી શૈલી આપી શકીએ છીએ અને આ આગવી શૈલીના કારણે જ આપણે આપણી સંસ્કૃતિ એટલે આપણી જે ગરબાની સંસ્કૃતિ છે એને આપણે આજ દિવસ સુધી જાળવી રાખ્યા છીએ જો આપણે આવી જ રીતના આપણી પ્રણાલી અને પરંપરાગત નૃત્ય શૈલીને આપણે જાળવીશું તો આપણને આપણને ક્યાંક એના ફાયદાઓ ય થશે